તમારા રાજ્ય વિસ્તારમાં મુખ્ય કયા પાકો ઉગાડવામાં આવે છે તેને કયા કયા ચક્રમાં ઉગાડવામાં આવે છે શું સમગ્ર ગુજરાતમાં આ કૃષિ અલગ અલગ છે